હું લાઈવ મોડલ અથવા સ્ટીલ લાઈવ સેટઅપ સાથે ડ્રોઈંગ કરવાનો અનુભવ મેળવી શકી નથી પણ એ પ્રકારના ડ્રોઈંગ વિષે ઘણું જાણવાનું થયું છે અને સમજવામાં આવ્યું છે કે તે ખૂબ જ રસપ્રદ અને સાથે સાથે પડકારજનક પ્રવૃત્તિ છે લાઈવ મોડલ અથવા સ્ટીલ લાઈવ ડ્રોઇંગમાં થોડી જુદી રીતના ધ્યાન જરૂરી છે જે એકદમ સામે પ્રત્યક્ષ દેખાતી વસ્તુઓનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીને તેને કાગળ પર જીવંત રૂપમાં ઉતારવાનું કરે છે કઠિન તો છે આ પ્રકારના ડ્રોઇંગમાં બધી જ જટિલ રેખાઓ હાર્ડ લાઇન્સ પ્રકાશ અને છાયા પણ દોરવાની હોય છે તેના પર પણ ધ્યાન આપવા જરૂરી છે લાઈવ મોડલ ડ્રોઇંગમાં હંમેશા ચેન્જિંગ પોસ જેમકે વ્યક્તિના શરીરની હાલાત એવા ટાઈપના જે ડ્રોઇંગસ હોય છે એ જટિલ લાગે છે અઘરા લાગે છે જોકે આજ પોઝને ઝડપથી કે સફળતાપૂર્વક પકડવું એ કલાકાર માટેની કૌશલ્યતાનો એક ભાગ હોય છે કે કયો કલાકાર તે એકદમ જેવું દેખાય છે એવુંને એવું ડ્રો કરે દોરીને બતાવે છે આજ પોઝને ઝડપથી સફળતાપૂર્વક પકડવું એજ કલાકાર માટે કૌશલ્યની વાત છે પોઝેસ હંમેશા સ્થિર નથી હોતાં અને વ્યક્તિ થોડીક સ્લાઇટ મુમેન્ટ કરી જ શકે છે જેનાથી તેના વહેલા પરિપક્વ જે હમણાં જ એ શીખ્યા છે સ્ટી લાઈવ ડ્રોઈંગ તે તેવા કલાકારો માટે પણ તેને થોડું કઠણ તેને પકડવું થોડું કઠણ બને છે થોડુંક વધારે હાર્ડ બની જાય છે સ્ટીલ લાઈવ ડ્રોઈંગ બીજી તરફથી ઘણી વાર વધુ સરળ પણ લાગે છે એટલું ઇઝી પણ લાગે છે કારણ કે તેમાં મુમેન્ટની ચિંતા નથી પરંતુ સ્ટીલ લાઈવમાં વસ્તુઓના વિવિધ મટિરિયલ અને સ્ટ્રક્ચરના નિરીક્ષણ અને તેને પ્રમાણભૂત રીતે રિપ્રોડ્યુસ કરવાનો પડકારજનક હોઇ શકે છે જેમકે ફળો ફૂલદાન અથવા અન્ય ચમકદાર વસ્તુઓનો પ્રકાશ અને છાયા કેટલાં નાજુક હોય છે એ દરેકને પેન્ટ અથવા ડ્રોઇંગમાં યોગ્ય રીતે દર્શાવવું એ ખૂબ જ મુશ્કેલ હોય છે મોટા ભાગે કલાકારોને પ્રમાણબદ્ધતા જેને પ્રપોરઝન્સ કહી શકાય એની સાથેની સમસ્યાઓનો સામનો કરવો પડે છે લાઈવ મોડેલ ડ્રોઇંગમાં શરીરના દરેક અંગના માપને અને કટિંગ્સનું માપન ચોક્કસ રીતે એકદમ ધ્યાન રાખીને કરવું પડે છે જે મુશ્કેલ થઈ શકે છે અને ખાસ કરીને જો કોઈ પર્સન છે એ બેસેલી સ્થિતિ માં હોય ઝૂકેલી સ્થિતિમાં હોય શરીરના જુદા જુદા ભાગને સાચી ઊંચાઈ અને પહોળાઈ સાથે આકૃતિમાં ડ્રોઇંગમાં દર્શાવવો ખૂબ જ હાર્ડ છે આ માટે સતત અભ્યાસ અને અનુભવ જરૂરી છે મૂળભૂત રીતે લાઇટ અને સેડિંગ જેને એનું સાચું નિરીક્ષણ કરવું પણ એક મહાન એક મહાન કામ છે લાઈવ મોડલ અને સ્ટીલ લાઈવ બંનેમાં પ્રકાશનું જે સ્ત્રોતને ધ્યાનમાં લેવું જરૂરી છે આકૃતિમાં મતલબ કે ડ્રોઈંગમાં જે જટિલતા છે એનું ધ્યાન રાખવું જેમકે વસ્ત્રોમાંના પડછાયા સ્કીન ટોન અને અન્ય નાની નાની વિગતોને પકડવી એ પણ પડકારજનક કાર્ય છે કેટલીક ક્યારેક આટલી બધી વિગતો એકસાથે શીખવામાં શીખવામાં પણ અને મતલબ ગ્રાસ્પ કરવામાં પણ ઘણીવાર કસરત અને ધીરજ રાખવી જરૂરી છે એકસાથે બધા કલાકારો છે તે એકસાથે બધું ઝડપથી શીખી ન શકે તેના માટે ટાઈમ જોઈએ જે આપવો જરૂરી છે આ કલાને જોકે આકૃતિ અને મતલબ ડ્રોઈંગ અને સ્ટીલ લાઈવ ડ્રોઈંગમાં સૌથી મહાન તક એ છે કે તે અભ્યાસ અને સુધારણા માટે ઉત્તમ મતલબ કે શીખવું અને સુધારવું જોકે બધી જ કળામાં એવું હોય જ છે પણ આમાં વધારે જોવા મળે છે દરેક મોડલ અને સ્ટીલ લાઈવ સેટઅપ એ કોઈ પણ કલાકારને નવી સુચેતના મતલબ કે નવો રસ્તો બતાવે છે અને તેનાથી કલાકારને પ્રતિભા વધુ કાં જાણે વિકસિત થતી જાય છે આમાં સહન શક્તિ અને સતત કસોટી દ્વારા જ આ કલા શીખી શકાય છે કે એનું એક કારણ છે કે બઉઅજ અઘરી કળા છે સ્ટીલ લાઈવ સ્ટીલ લાઈવ સેટઅપ સાથે જો તમે લાઈવ મોડલ યા ફીર સ્ટીલ લાઈવ સેટઅપ એ ખૂબ જ અઘરી કળા છે અઘરુ જ એક ભાગ છે ડ્રોઇંગનો જેનામાં જે શીખવું હોય તો સહનશક્તિ હોવી જરૂરી છે કારણ કે સરળતાથી અને ઓછા સમયમાં એ શીખી શકાતું નથી તો આજ એક મુશ્કેલી હોય છે આવી જ અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ પણ હોય છે અને મેં તો ખાસ અનુભવ કર્યો નથી પણ મને આટલી જાણકારી છે આના વિષે